હેલો મેં ઓલા બુક કરાવી હતી હા બરાબર અને કેશ પછી આપવાનું કર્યું હતું પણ હવે જે ડ્રાઈવર છે તે જે ભાડું છે એ વધારે બતાવે છે હા વધારે કહે છે હા પણ એ તો ના જ ચાલે ને કારણકે જે અહીંયાથી ત્યાં જવાનું ભાડું ચારસો રૂપિયા થાય છે ને ડ્રાઈવર વધારે પાંચસો રૂપિયા માગે છે બરાબર છે સર પણ જે ભાડું છે એ જ આપવાનું હોય ને અમે વધારે શું કામ આપીએ અને આ અમે બુક કરાવ્યું ત્યારે જ એની પ્રાઇસ હતી તો તમારા ડ્રાઈવર આવી રીતે કરી કઈ રીતે શકે હા જુઓ હું એમને રિફંડ નથી આપતી હું એમને પેમેન્ટ નથી કરતી હું તમારે ઓનલાઈન પેમેન્ટ કરું છું અત્યારે હા હા બરાબર છે કે મેં બુક કરાવી ત્યારે પેમેન્ટ નથી કર્યું પછી પેમેન્ટ કરવાનું ઓપ્સન મેં સિલેકટ કર્યો હતો પણ એનો મતલબ એવો નહીં ને કે ડ્રાઈવર અમારી પાસે વધારે પૈસા માગે

ના સર જે છે એ જ હું અપીશ એનાથી એક રૂપિયો નહીં વધારે આપું હા તો તમે તમારા ડ્રાઈવર સાથે વાત કરી લો કે જેટલું પેમેન્ટ છે એટલું એ લેવા જો એ તૈયાર હોય તો હું એમને આપી દઉં નહીં લેવા તૈયાર હોય તો હું એમને નહીં આપું હું જે વેબસાઇટ છે તેના ઉપર જ તમને ઓનલાઈન પેમેન્ટ કરીશ હા